હલો હલો હાં બોલો અહા કોલેજ કેન્ટીન છે

ઓકે ઓહ રેગ્યુલર કસ્ટમર ને તમને કમ્પલેન છે ઓહ કે બોલો

ઓકે થેન્ક યુ હં હં હં હં

હા થાય અ હા મેમ તમારી વાત નહીં નહીં આ એક જ દિવસ એવું થયું હતું કારણ કે અમારે પ્રોબ્લેમ એ થઈ હતી જે રેગ્યુલર અમારે જે કસ્ટમર તમારા જેવા હોય છે ને તેમને અમે લોકો એક જ એ ભાઈ છે અમારા તે બનાવે છે અને કાલે એવું થયું કે એમને જરાક ઇમરજન્સી આવી ગઈ તો એમને ત્યાં એમના ઘરે જવું પડ્યું અને એમનું ઘર આપણે અહીં અહીં નથી લોકલ નથી એ બહાર છે એટલે લગભગ બે ત્રણ દિવસ નથી હોતા બે ત્રણ દિવસથી નથી એને કારણે એવું થયું કે અમારે એમને મોકલવા પડયા એટલે એક નવા મેમ્બર અમારે ત્યાં આવ્યા અને એને અમે જરાક શીખવ્યું તો ખરું કોઇકમાં સરખું બન્યું બે ત્રણ જરાક બગડી ગયું હાં હં હં હં હં હાં નેક્સ્ટ ટાઈમ અમે ચોક્કસ ધ્યાન રાખશું મેમ હવે અમે પણ સમજીએ છે કે તમે મુસીબત મુશ્કેલી વેઠી પણ હવે અમારે પણ એવું હતું એટલે હં હા હા ઓકે ઓકે

ના ના હં તમે એવું ન કરતાં નહીં તો અમારું શું થશે એટલે જરાક મેં તમને જે કલેરિફિકેશન કર્યુને તે તમે જરાક એમને પણ કરી દેજોને કારણ કે એવો અમારો ઈરા ઈરાદો ન હોય કે કસ્ટમર અમારા દૂર ભાગે એવું તો કોણ કોણ દુકાનવાળા ઇચ્છતા હોય બરાબર પણ હવે આ સિચ્યુએશન એવી હતી હવે એ ભાઈ પણ આવી ગયા છે તમે નેક્સ્ટ ટાઈમ આવો અમે તમને એવું લાગશે તો સામ હવે બેન તમને શું વાત કરું હું હવે એક બધુ મેજરમેન્ટ સરખું જ હતું નહીં નહીં મશીન યુઝ નથી મેઝરમેન્ટ બધું પરરફેક્ટ જ હતું એમાં થયું એવું કે ભાઈ એ ભાઈને આપણે જો ઘરે પણ રાંધતા હોય મસાલા એક જ હોયને પણ શું થઈ જાય હાથ હાથનો ફેર પડી જાય એવી રીતે જરાક કોફીમાં ફેર પડી ગયોને અમે રિયલી સોરી કહીએ છીએ બીજીવાર આવો હા હા હા હા હા હા હા હા વાત બરાબર હાં તમારી વાત એકદમ બરાબર છે બરાબર કંઈ નહીં તમે નેક્સ્ટ ટાઈમ આવો તમને જે પરફેક્ટ તમે કોફી પહેલીવાર પીધી હતીને તેવી જ મસ્ત તમને તમારી સાથે તમારા ફ્રેન્ડસને પણ લઈને આવો બરાબર અમે ફ્રી ઓફ કોસ્ટ કરી આપશું બીજું તો હવે હું તમને શું કહું અને તમને બીજીવાર નેક્સ્ટ ટાઈમ બિલકુલ કોઈપણ પ્રકારની કૅમ્પલેન નહીં આવે તેની હું ખાતરી આપું છું ઓકે ક્યારે આવો છો એ બોલો ઓકે ઓકે હા ચોક્કસ ચોક્કસ મેમ ઓકે થેન્ક યુ